ગુજરાતમાં તો પૂર ઝડપે વધી રહ્યું છે અને વિકાસ પામી રહ્યું છે પ્રવાસનાં સ્થળો પણ કેટલા બધા બની ગયાં છે દાખલા તરીકે રાજકોટ અમારું જોઈએ તો એમાં જો રામવન પછી અટલ સરોવર એ એટલાં સ્થળ સરસ છે કે ત્યાં બધી સગવડ છે સરસ જમવાનું હરવા ફરવાનું અને બહુ બધું ઘણું બધું છે તો એ પણ બહુ જ મજા લેવા જેવી વાત છે બીજું વાત કરીએ તો અમદાવાદ સિટીમાં અમદાવાદ સિટીમાં રિટન પણ થયું છે એમાં પણ બહુ જ સરસ મજાની ઘણું બધુ છે ત્યાં પાણીની અંદર જઈ તમે જમી શકો છો ચાલી શકો છો અને ફોટોગ્રાફી કરવી હોય તો પણ કરી શકો છો પછી બીજી વડોદરા આપણે લઈએ તો ત્યાં વલ્લભભાઈ સરદારનું ટેચ્યૂ આખી દુનિયામાં બધા કરતાં મોટામાં મોટું છે ત્યાં રહેવાની જમવાની પછી વ્યૂજ છે ત્યાં પણ તમે જઈ શકો છો એનો આનંદ માણી શકો છો બ્રિજ ત્યાં છે પછી આપણે વાત કરીએ દ્વારકાની તો પહેલાંના કરતાં દ્વારકા અત્યારે ઘણુંબધુ વિકસી ગયું છે નવો બ્રિજ થયો છે ત્યાં પાણીની અંદર જોઈ પાણીની અંદરની દુનિયા પણ તમે જોઈ શકો છો તો ત્યાં પણ આપળે ખૂબ સરસ મજા કરી શકીએ અને માણી શકીએ પછી ત્યાંથી આગળ વધીએ તો સોમનાથ દાદા છે ત્યાં પણ અત્યારે સરસ મજાની સારી હોટલો રાહતદરે રહેવાની એ પણ સગવડ થઈ ગઈ છે અને તોય સોમનાથ માં પણ અને હજી આગળ વિકસી પણ રહ્યું છે પછી આપણે આગળ ચાલીએ તો પાવાગઢ લઈ લો પાવાગઢમાં પણ અત્યારે રોપવે પછી પહેલાં જે મુશ્કેલી પડતી હવે એટલી બધી ખાવા પીવાની રહેવાની મુશ્કેલી પડતી નથી પછી ત્યાંથી આગળ વધીએ તો આપણે ગિરનાર કોર જઈએ તો ગિરનારમાં પહેલાં દસ હજાર પગથિયાં ચઢવાં પડતાં તાં આપણે ચઢી શકીએ ન પણ અત્યારે એટલી સરસ રોપવેની સગવડ થઈ ગઈ છે કે આપણે આસાનીથી ઠેઠ આપણે દત્તાત્રેય જઈ શકીએ છીએ અને દર્શન કરી શકીએ છીએ અને ગિરનારથી નીચે વાદળ જોવાનું મજા પણ માણી શકીએ છીએ ઝરણાંની અને કુદરતી વાતાવરણની પછી વધારે આગળ કહું તો સાપુતારા ત્યાં પહેલાં નહોતી સગવડ એટલી બધી પણ અત્યારે ત્યાં ટેન્ટમાં રહેવાની પછી હજી આગળ સારુંં જમવાનું નેચરલ એ બધું બહુ સરસ મજાનું વિકસી રહ્યું છે તો ગુજરાતમાં ઘણાબધા એટલા સરસ પ્રવાસ સ્થળો વિકસી રહ્યાં છે અને હજી વિકસે છે પણ વિકસી વિકાસ કરી રહ્યાં છે તો હજી વધી આગળને આગળ સરસ મજાનાં વધે માણસોને તકલીફ ન પડે અને આસાનીથી પ્રવાસનો લાહ્વો લઈ શકે એવા ઘણાય સરકાર પ્રયત્ન કરી રહી છે અને બીજું કહું તો આપણે પણ થોડોક સાથ સહકાર દેવો જોઈએ કે આ જાહેર મિલકત હોય એને બગાડવી ન જોઈએ સ્વચ્છતા રાખવી જોઈએ અને આપણી જ મિલકત સમજી અને એનો ઉપયોગ કરવો જોઈએ તો કેટલાંય હજી સ્થળો વિકસે અને હજી વિકાસ પામે અને એનો આપણે આનંદ લઈએ તો પ્રવાસનાં તો ઘણાં બધા સ્થળો અત્યારે વિકસી રહ્યાં બ્રિજ બની રહ્યા છે તો અને નાના નાના અત્યારે શું કહેવાય આપણે ટાપુ પાણીની દુનિયા એવા ઘણાં બધા વિકસી રહ્યાં છે તો હજી વિકસે એવી આશા